કોણ બોલો છો

હા હા તમે કોણ

તમે મીના બેન બોલો છો બે અઠવાડિયા પહેલાંના બેન હું બહાર ગઈ હતી તો હું તો ભૂલી ગઈ મગજમાંથી નીકળી ગયું પણ હું બાર ગઈ તો માર મગજ માંથી જ નીકળી ગયું તો રહી ગયા હા બેન પણ તમારે પણ યાદ કરાવવું જોઈયે ને કે મારે જોઈએ છે આ દિવસે તમે સીવ્યા કે નહીં બેન પણ તમારો પણ વાંક છે જ તમારે પણ યાદ કરવાની જીમેદારી છે કે નહીં હા પણ હવે તોહ શું કરૂ બે દિવસમાં સિવાઈ જશે તો લઈ જજો એક દિવસમાં તો કે રીતે પોસિબલ છે બે દિવસમાં હું સીવી આપીશ તમે લઈ જાજો એ તો પછી તમારો પ્રોબ્લેમ છે બેન તમારે પણ તમારેય થોડું યાદ રાખવું જોઈએને હા હું પણ હું ક્યાં ના પાડું છું એક દિવસ રાઈ જાઓ કાલે હું સીવીને આપી દાઈશ તમે આવીને લઈ જાજો એ તાત્કાલિક કેવી રીતે સીવું કાલે સીવી કાઢીશ તમે કાલે આવીને લઈ જાજો હું કાલે સીવીશ કાલે સાંજે આવીને તમે લઈ જજો બીજું તો કાંઈ કહી શકું નહીં હવે આજે બેન કે રીતે આજે પોસિબલ જ નથી હા પણ ભૂલ મારી છે તો ભૂલ તમારી પણ છે ને હા બેન પણ ભૂલ એક વાર થાય થોડી વારંવાર થાય હું કાલે સીવી દઈસ તમને કહું છું તો ખારા એક દિવસ તમે રહી શકો છો ને સારુ ઓકે કાલે ડન સીવી કાઢીશ સારુ બીજી વખત આપી દે જો આજ નઈ તો કાલ પૈસા તો દેવાના જ છે ને ઓકે